ચોમાસું આવે એટલે આપણને જે સૌથી પહેલો ડર લાગેને ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છરનો પણ ગુજરાત સરકાર અને ખાસ કરીને સુરત મ્યુનિસીપલ કોર્પોરેસન આપણે જે કહીએ એ એના માટે ખૂબ ખૂબ ખૂબ સારા યોજનાઓ બનાવી છે અને ખૂબ સારા પગલા લે છે એ લોકોના સ્ટાફ પહેલા તો શરૂઆત વરસાદની થાય એટલે આપણા ઘરે આવીને આપણા ઘરે જે છોડવા રોપ્યા હોય ક્યાં કશે પાણી નથી ભરાતું એ ચેક કરે છે પાણી ભરાતું હોય તો એ લોકો એ પાણીનો નમૂનો લઈને એ લોકોનામાં ચેક કરાવે છે કે આમાં કોઈ મચ્છર ઉત્પન્ન થયા છે કે નથી થયા જેના ઘરે થયું હોય તેના માટે એ લોકો ખૂબ કાળજી કરે છે થોડા થોડા ટૂંક સમયે દરેક સોસાયટીઓમાં કે ઘરોની નજીક નજીક એ લોકો પેલી દવા છાંટવા મોકલે છે ધુમાડો જેને કહીએ આપણે સાદી સરળ ભાષામાં કે ધુમારો કરે છે મુખ્ય કામ જે કરવામાં જે આવે છે ને તે કે ગંદકી ગંદકી જેટલી ફેલાવીએને તેટલા ત્યાં મચ્છર ઉત્પન્ન થાય તો આપણે જ એનો ઈલાજ કરવા કરતાં પહેલેથી જ જે કાળજી લેવી જોઈએ ને તે ગુજરાત સરકાર મને બીજા બધા શહેરોનો ખબર નથી પણ અમારા શહેરોમાં તો ખૂબ સારી રીતે કામ કરે છે કોરોનાથી લઈને કે કોરોના પહેલાં કે એના પછી અત્યારે પણ તો એ લોકો ઘણી વખત તો એવું થાય છે કે જો ડેન્ગ્યુ થયો હોય તો એ લોકો તમને મફતમાં દવાઓ અને એનાથી આગળ થઈને નૈસર્ગિક ઉપચારો આના માટે કયા કયા હોઈ શકે હોસ્પિટલ તમારે જવાની જરૂર છે કે નથી તમે ઘરે જ સારા થઈ શકતા હોવ તો એ લોકો નૈસર્ગિક ઉપચારથી તમને ઘરે જ સારું થવાની સુઝાવ આપે છે ડેન્ગ્યુ માટે ખાસ જે મુખ્ય જરૂરી છે તે કે પપૈયાના પાન પપૈયાના પાનનો રસ અને હવે તો પપૈયાના પાનની ગોળીઓ પણ મળે છે કારણ કે રસ ખૂબ જ કડવો હોય છે બાળકો પી શકતા નથી તો એ દવાઓ પણ મળે છે મેલેરિયા માટે અગર આપણે નૈસર્ગિક ઉપચાર કહીએ ને તો આપણે જો ત્રણસો ને પાંસઠ દિવસ આપણી સવારના કે સાંજના કોઈપણ પીણાંમાં તુલસીનો ઉપયોગ કરીએ તો એ આપણી અંદર ઓટોમેટિક મેલેરિયાના જંતુ ડેવલપ જ એટલે કે ઉત્પન્ન જ થવા દેતા નથી તો આ એક નૈસર્ગિક ઉપચાર પણ છે અને સરકાર પણ ઘણો બધો સાથ આપે છે જરૂરી છે કે આપણે સ્વચ્છતા રાખીએ